અમદાવાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓની પ્રણાલી ખૂબ જ સારી અને ખૂબ જ સરસ છે દરેક જાતની સુવિધાઓ અહીંયા દર્દીઓ માટે ઉપલબ્ધ છે સ્થાનિય સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અહીંયા અલગ અલગ જાતની યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં જનની સુરક્ષા યોજના એક છે આ યોજનામાં દરેક લાભાર્થીને રૂપિયા છસ્સોના પોષણયુકત ખોરાક પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ અને અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભા અવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ચૂકવવામાં આવે છે આ સિવાય જનની શિશુ સુરક્ષા યોજનાની અંદર નવજાત શિશુને એક વર્ષ સુધીનાં બાળકોને સરકારી સંસ્થાનોમાં નિઃશુલ્ક આરોગ્ય સારવાર મળે છે આ સિવાય એક યોજના ચિરંજીવી યોજનાનાં નામે છે એ ચિરંજીવી યોજનામાં બીપીએલ કુટુંબની તેમ જ એપીએલ કુટુંબની અનુસૂચિત જનજાતિ કે જે ઈન્કમટેક્સ ન ભરી શકે તેવી પ્રસૂતાઓને આપવામાં આવે છે એક નવી યોજનામાં કસ્તુર બા પોષણ સહાય યોજના પણ ઉપલબ્ધ છે એ કસ્તુર બા પોષણ સહાયક યોજનામાં સગર્ભા અવસ્થામાં પ્રથમ છ મહિનાના ગાળામાં નોંધણી કરાવવાથી રુપિયા બે હજાર રૂપિયાની સહાય મળે છે દીકરી યોજનાના અંતર્ગત આ યોજનામાં જેમની બે દીકરીઓ હોય તેવા દંપતી પૈકી કોઈ બી એક અગર જો નસબંધી ઓપરેશન કરાવે તો તેઓને રાષ્ટ્રીય બચત પત્રો આપવાની રાજ્ય સરકારની પુરસ્કાર યોજના છે આ સિવાય એક ઔર યોજના બાળસખા ત્રણ યોજના છે આ સિવા આમાં બાળસખા ત્રણ યોજનામાં લાભાર્થીનાં સારવારના સમયગાળા દરમ્યાન કોઈપણ નાણાકીય ચુકવણી કરવામાં આવતી નથી જન્મના અઠ્ઠાવીસ દિવસના સમયમાં લાભાર્થીને અન્ય રોગ માટે ફરી દાખલ કરવાની જરૂર પડે તો અલગથી એડમિશન ગણવામાં આવે છે આ યોજનામાં રાજ્ય સરકારનાં વખતો વખત લાગું પડતાં નીતિ નિયમો બદલાઈ જાય છે